ગુજરાતના મુખ્યપ્રધાન ચૂંટાયેલા હોય છે અને પૂરાં ગુજરાત રાજ્યનો વહિવટ દરેકે દરેક પ્રકારની જે ગતિવિધિઓ હોય છે એના ઉપર એમણે ધ્યાન રાખવાનું હોય છે અને તમામ પ્રકારના જે પ્રોજેક્ટો અને કામગીરી ચાલતી હોય છે એને પણ વધુ સારી રીતે કઇ રીતે પૂર્ણ કરી અને લોકોની સુખાકારી કઈ રીતે થાય એના ઉપર એને કામ કરવાનું હોય છે જ્યારે તાલુકા પ્લેસમાં વિધાનસભામાં ચૂંટાયેલા જે સભ્યો છે એની ભૂમિકાઓ પોતાના તાલુકા ની હોય છે કે જે તાલુકાની અંદર લોકોને સુખાકારી કઈ રીતે પૂરી પાડવી વિવિધ જેવા પ્રશ્નો હોય છે એ પ્રશ્નોને કઈ રીતે ઉકેલવા તેમજ લોકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે કરવું અ ગટર લાઇન છે પાણીની વ્યવસ્થા રોડ છે રસ્તાઓ છે મનોરંજનના સ્થળ છે સ્ટ્રીટ લાઇટ છે આવી ઘણી બધી સમસ્યાઓ હોય છે જે સમસ્યાઓથી લોકોને છૂટકારો અપાવવો તેમજ પોતાના તાલુકાને કઈ રીતે આગળ લઈ જવો અને શિક્ષણનું સ્તર કઈ રીતે સુધારવું આ તમામ પ્રકારની કામગીરી તાલુકા વિધાનસભાના સભ્યની હોય છે